હા પ્રૉફેસર સર કેમ છો મજામાં હા હું પણ એકદમ મજામાં એટલે શું મને થોડીક ગાઈડન્સની જરૂર હતી મેં હમણાં જ બી એ છે ને કમ્પલીટ કર્યું છે ગ્રૅજ્યુએશન હા હા ગુજરાતીમાંથી એટલે બી એમાંને મારો ગુજરાતી મેઈન સબજેક્ટ હતો મેં રાખ્યું હતું બરોબર ને હા તો મને થોડીક ગાઈડન્સ જોઈએ છે કે મને શું છે ને હવે મેં જી પી એસ સી પરીક્ષાને ઈ બધુ આપવું છે તો મને કોઈ એના વિશે કોઈ આઈડિયા નથી નથી જી પી એસ સી વિશે આઈડિયા ખાલી અઅઅ મને થોડો થોડો એવો આઈડિયા છે કે સાઆ આવી હોય છે ને એની પ્રિપૅરેશન કઈ રીતે કરાય તો તમે થોડીક વધુ માહિતી આપશો મને અચ્છા અચ્છા મમ હા હા હા હા અચ્છા અચ્છા એવું છે તો કાંઈ વાંધો નહીં એટલે શું મને છેને અઅ એક અઅ યુ પી એસ સી વિશે તો મેં વાંચ્યું હતું પણ યુ પી એસ સી બહું અઘરી હોય છે મને છેને બેંકિંગ બેંકિંગ ફિલ્ડમાં જવું છે તો બી એ પછી બેંકિંગમાં કાંઈ પોસિબલ છે કઈ પૉસિબિલિટી બીકૉઝ મારુ છે ને એસ બી આઈ પી ઓમાં છે ને બહુ ઇન્ટરૅસ્ટ છે તો મેં એની પ્રિપૅરેશન તો સ્ટાર્ટ કરી દીધી છે પણ હું તમારા પાસેથી જાણવા માગુ છું કે મેં પ્રિપૅરેશન તો સ્ટાર્ટ કરી દીધી પણ હું બી એ ફિલ્ડથી છું એટલે કાંઈ પછી એમાં દિક્કત તો નહીં આવેને એમાં હા હા સારી સારું વાત છે તો એટલે શું મેં શું બેંકિંગ માટે છે ને મેં પહેલેથી જ પ્રિપૅરેશન છે ને સ્ટાર્ટ કરી દીધી છે બરોબર ને તો એમાં શું મેથમાં તો મારી પકડ છે ને પહેલાથી જ હતી મેથમાં છે ને હું સબજેક્ટ ટોપર પર રહી ચૂક્યો છું બરોબર તો એ એટલી દિક્કત નથી એમાં એટલે મેં પહેલા પણ અઅ છે ને આમાં બેંકિંગ ફિલ્ડમાં મને રસ છે એટલે હું પહેલેથી જ બધા જે એમના પ્રીવીયસ યરના ક્વૅશ્ચન આવે છે પછી ઓનલાઈન જે કોચિંગ આવે છે ઈ અટેન્ડ કરતો જ હોંઉ છુ બરોબરને તો મને એમ લાગે છે કે બેંકિંગમાં બી એ પછી પણ સ્કોપ છે એવું લાગે છે મને હા હા ઈ વાત તો રહી તોય આપણે એમ કહીએ કે કેટલાક લોકો કહે છે કે બી એ પછી કાંઈ સ્કોપ નથી હોતો તોય પણ બી એ પછી તો ઘણા સ્કોપ હોય છે બરોબર છેને જેમાં આપણને જે ફિલ્ડમાં જવું હોય અઅ જઈ શકીએ આપણે હા ભલે ભલે ચાલો થેંકયુ સર હા હા સર આર્ટ્સ ઓકે ઓકે ઓકે ઓ